હલો હાં બોલો કોણ બોલો છો

તમારા તમે કયા ક્લાસમાં છો શું રાખેલું છે કોલેજમાં અચ્છા સબ સબ્જેક્ટ કયો છે હાં હાં તો તમારા પપ્પા શું કામ કરે છે હમ હમ હાં હાં તમારા પપ તમારા તમે ત્યાં કઈ કઈ જગ્યાએ જાવા માંગો છો કોલેજ માટે કોલેજ

હાં હાં હાં હાં તો તમે એકવાર તમાર પપ્પા સાથે બી વાત કરાવજો એટલે કનફોર્મ થાય હાં હાં કાંઈ નઈ કાંઈ નઈ હાં તો તમે જ્યાં ઍડ્મિશન લેવાના હોય ત્યાંની પણ ઈન્ફોર્મેશન મને આપજો હાં અને કોલેજમાં આવી તમારી લિવિંગ સર્ટિ અને બીજી બધી ડોક્યુમેન્ટસ્ તમને જોઈતી હોય તો તે લઈ જજો અને એકઝામની પણ બધુ લઈ જજો હાલમાં એક્ઝામ આવતી છે તો તે માટે હાં હાં હાં કાંઈ નઈ કાંઈની તમે આવીને લિવિંગ સર્ટિ અને રીઝલ્ટ અને એવું બધું ડોક્યુમેન્ટ લઈ જજો હાં હાં અને તમાર પપ પપ્પા સાથે એકવાર વાત કરાઈ દેજો હાં ચાલો તો